હા હા જીતુભાઈ બોલો આ વર્ષે મે કપાસ કર્યો થોડી તુવેર કરી હમ્મ આ જવા દોને યાર ટાઈમે ખાતર નહીં મળતું ને બહુ ધક્કા ખવડાવે આ લોકો ત્રાસ છે જ્યારે ચોમાસું આવે ને એ જ ટાઈમે યુરિયા ખૂટી જાય છે આપણે ત્યાં બાકી બધુ મળે તમે શું બનાવ્યું એવું હોવે એવું જીવાત બીવાત ખરો

એવું હંમ એવું હા હા બરાબર છે ભાઈ બોલેલી કેવાય આપણે

હા એ તો ખોટ જ ને હવે હમ્મ અન વજનમાં લોચા હમ્મ હમ્મ એવું છે એ તો લૂટી ન કમાય ગ્યો ના જ પડે ને એ તો ઓછો જ કહેવાય કપાસ બપાસ નહીં કર્યો તમે હલો

કપાસ બપાસ નહીં કર્યો મગફળી હવે તો નિષ્ફળ જ છે વરસાદ એટલો પડ્યો બધા પીળા પડી ગયા હમ્મ

ખરી જાય ખરી જ ગ્યાં કે હં હં આપણે દિવાળી વણવાનું કામ ગ્યું

એવું છે કઈ નહી વળે હવે કુદરત પર છે બધુ આપણી ખેતીવાડી હા હારું હારું ચાલો મળીએ